હેલો કેમ છો આપણે સરકારી પરીક્ષા આપવા જવાના છે તો એનું ફોમ ભર્યું હતું તો આપણે એમાં આપણે પરીક્ષામાં શું લઈ જવાનું હશે આધાર કાર્ડ લઈ જવાનું હશે તો એમાં આપણે ડિઝિટ એમાં આપણે બાયોમેટ્રિકની ચકાસણી કેવી રીતે કરશે આધાર કાર્ડ લઈ જઈને આધાર કાર્ડ વેરિફિકેશન કરશે પછી બાયોમેટ્રીક્સથી આપણે ફિંગર પ્રિન્ટ અને રેટિના સ્કેન કરશે અને એ જો આધાર કાર્ડથી મેચ થશે તો આપણને પરીક્ષા આપવા દેશે